હું છેલ્લા બે વર્ષથી દોડતો આવું છું બે વર્ષથી હું રનિંગ કરું છું તેથી મારા શરીરને ખૂબ સ્ફૂર્તિમાં રહે છે મારું શરીર કોઈ દિવસ નબળું પડતું નથી અને રનીંગ કરવાથી ફ્રેશ ફિલ થાય છે તે શરીરના અંગોને ખોલી નાખે છે તથા સ્વાસ્થ્ય અને સુરક્ષિત રાખે છે